મને જે પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રવાસી સાથે થયેલો એકાદ અનોખો ભવ ઘણા બધા સારા એવા અનુભવ થયા કે જે હું તમને વર્ણવી શકતો નથી અને પ્રવાસમાં તો હું મારે ગુજરાતમાંથી માંડીને ઓરિસ્સા ઝારખંડ બિહાર યુપી એમપી અને નેપાલ ઘણું બધું ફર્યો છું ઉનાઈ એની અંદર પ્લસ ઉનાઈ માતાની અંદર જે ઉનાઈ માતાનું મંદિર છે એ બહુ ફેમસ છે આખા ઇન્ડિયાની અંદર ફેમસ છે કે જ્યાં રામ સીતાને સમય સંજોગે નહાવાનું મન થયું પાણી ના મળે તો રામજીએ તીર મારતા ગરમ પાણી નીકળ્યું એ ગરમ પાણીના કુંડની અંદર સીતા માતાએ નાહી સીતા માતા નાહી એટલે તરત બોલવામાં આવ્યું સીતા માતાને કે હું ના ઈ એટલે હું ના ઈનો અપ્રભ્રંશ થઈ હુંનો અપ્રભ્રંશ થઈને ઉનાઈ થઈ ગયું તે આજની તારીખમાં ઉનાઈ નામ ચાલે છે પ્લસ ચેરીસા પાનસર મહુડી ઉના અંજાર દીવ દમણ ગોવા બધું જ ફર્યો છું દરેક જગ્યાના અનુભવો મને સારા એવા અનુભવ થયા અને જે તે વ્યક્તિ જોડે ફર્યો એ વ્યક્તિઓના પણ સ્વભાવ બી સારા હતા મેળાપી પણ હતા પૈસા પણ પાંચ પંદર પેલા કે તેમ ખર્ચી શકે એ ટાઇપના એમ એ ટાઇપના પ્રવાસીઓ હતા અને પ્રવાસીઓમાંથી મને છેલ્લે એક વખત નેપાળની અંદર મને પૈસા ખૂટી જતાં અમારા ટ્રાવેલર્સ એજન્ટ હતો તેને મેં એક રજૂઆત કરી કે ભાઈ મારે પૈસા ખૂટી ગયા છે તો તેમણે ઇમિડિએટ મને હજાર રૂપિયા આપી દીધા માર રિટર્ન આવતાની સાથે જ મેં મેં એને રિટર્ન હજાર રૂપિયાનો ડ્રાફ્ટ કાઢીને મોકલી આપ્યો એ ભાઈ પણ ખુશ થયા બસ ડ્રાઇવર પણ સારો હતો આ બસ ડ્રાઇવર સાથે પણ દોસ્તી એવી સારી કરી કે હું સિગારેટ પીતો તો ને તે પણ પીતો તો તેને પાઈને સાથે મજા આવી સાપુતારા બોલો સાપુતારાનું પણ બહુ જ સરસ સુંદર છે એ સાપુતારા પણ એટલું સુરમ્ય છે જેની કોઈ પૂછો મત સાપુતારા ફરવા માટે એના ઘાટ એના વળાંક અને એક એક રોડ જો ઊંચા ઊંચા તમે જુઓ ને તો તમારા પેટમાંનું પાણી હાલી જાય એટલા સાહેબ એટલા ઉતરતા રોડ ચડતા રોડ આવે છે આમ પ્લસ એક્સિડન્ટો પણ ઘણા બધા જોયા છે અને આ પ્લસ ત્યાંથી ખરતા પથ્થર એટલે કે પહાડો એ પણ જોવા માટે આવ્યા હતા અને એ પણ આજુબાજુના પ્રવાસીઓ જોડે વાત કરતા વિચાર કરતા થઈ ગયા હતા મને બહુ જ આનંદ આવ્યો આટલા વર્ષની અંદર ફરવામાં હવે પ્રવાસીનું મારું ફરવાનું બંધ છે આ પાવાગઢનું પણ બહુ સારું છે અને પાવાગઢમાં પણ ફરવા માટે ગયો છું આ પાવાગઢમાં પહેલી વખતમાં ગયો ત્યારે રોપવેમાં ગયો હતો અને રોપવેમાં બી કાળકા માતાનું મંદિર જોયું અને સાથે ફરાવા છે નીચે આવતી વખતે ઊતરતી વખતે પગદંડીથી ઊતર્યા ગિરનાર પણ ગયા છે જૂનાગઢના ગિરનાર એ ગિરનારનો દત્તાત્રેય મંદિર ઊંચા દત્તાત્રેય ભગવાન ઊંચામાં ઊંચું કે જે હું લાઠી લઈને સ્ટાર્ટિંગથી તે દત્તાત્રેયના મન દત્તાત્રેયના સ્થળ સુધી હું કોઈપણ જાતના રેસ્ટ વગર બેઠા વગર ઊભો બેઠો એકસરખો ચાલી ગયો સાથે મારા છોકરાઓ હતા છોકરાઓને રસ્તે તકલીફો પડી રસ્તેથી મેં સોડાથી એનું કામ પતાવ્યું અને ઘણી બધી મજા આવી આનંદ આવી બહુ વર્ષોની આ જેમ વાત છે પણ મને આનંદ આવ્યો ખાસ અમદાવાદનું બોલી શકું તો અમદાવાદમાં પણ સારું એવું સારું એવું સ્થળ છે કે જે બધાના અનુભવમાં બહુ લાંબુ છે અત્યારે તો ઘણી બધી સિટી બસો નીકળી આવી છે અને ત્યારે તે વખતમાં તો અમદાવાદમાં તો સિટી બસ નાની હતી લાલ હતી લાલ બસમાં ફરવાનું હતું અને ફરી સ્કૂલમાંથી ફરવા માટે ગયેલો હતો તે વખતે બી મજા આવી ટીચરોએ બધું પ્રવાસીઓનું જે તે સ્થળોની માહિતી આપી એનો ઇતિહાસ આપ્યો એ પણ જાણ્યો અને બધા મંદિરો ફરવા માટે પણ ગયા હતા સમજો કે કાશી વિશ્વનાથ અન્નપૂર્ણા માતાનું મંદિર પછી કાળભૈરવ મંદિર પછી જોઈએ તો આપણે ઘણા એવા મંદિરો ગયા હતા કે અમુક અમુક મને ખ્યાલ બી નથી આવતા મારા અભ્યાસમાં કોઈ વસ્તુ બાકી રહી નથી આટલા વર્ષની અંદર ઘણું સારું એવું ફરવા માટે આવ્યો અને ફરેલો તો મારો પોતાનો બિઝનેસ હતો એટલે હું ધારેલું કામ કરી શકતો બારણામાંથી ગાડી ફોર વ્હીલ ઉપાડું અને બારણામાં આવીને ઊભી રહી જાય ત્યાં સુધી ફરું દરેક જગ્યાએ લોકોના કેવા દરેક જગ્યાએના લોકો કે સારા લાગ્યા અને કે પ્રમાણસર કે સમજો કે કોઈની છેતરપિંડી નહીં અને કોઈનો ગેર વર્તાવ નહીં અને સારી રીતે વર્તાવ કરતા હતા ખરીદવાની વસ્તુમાં પણ સારી રીતે ભાવ મળતો હતો અને તે હિસાબે અમે ખરીદ કરતા હતા